ગુજરાતના મનોરંજન ઉદ્યોગે અર્થતંત્ર અને પ્રદેશના સમાજ માટે કેવું પ્રદાન આપ્યું અરે પ્રદાન તો આપ્યું જ છે અર્થતંત્રને ખૂબ જ પ્રદાન આપ્યું છે આપણે પિક્ચર જોવા જઈએ લોકો સો કરોડનો ધંધો થાય પિક્ચરનો ટિકિટનો અને સો કરોડ નું બજેટ થાય છે અને લોકો પીચ્ચર તો જોવા જાય જ છે સાથે સાથે બધા પોપકોન ખાય બટાકા વડા ખાય અને જે મજા કરે અને એટલે બધો અર્થતંત્રને ફાયદો થાય છે આના માટે પિક્ચર તો બધા જેવું નવું પડે દર શુક્રવારે નવું પડે તો તો ફસ્ટ શોમાં જોવા જાય ઘણા જતાં જ હોય પિક્ચર જોવા માટે પિક્ચરની સાથે સાથે પોપકોન તો ખાવાના જ ભલે ને પછી એ પાંચસો રૂપિયાના પોપકોન હોય કે આઠસો રૂપિયાના પોપકોન હોય અને સાથે બટાકા વડા તો જોઈએ જ એની સાથે કોક જોઈએ એમ કરીને ઘણા એટલી મજા કરતા હોય અને આ રીતે આપણાં અર્થતંત્રને તો ખૂબ જ ફાયદો થાય છે મનોરંજન એ ઘણો જ ફાયદો કરાવ્યો છે આપણાં અર્થતંત્ર માટે એટલે ઉદ્યોગો ગુજરાતનાં મનોરંજનને પ્રદેશ માટે ખૂબ જ પ્રદાન આપ્યું છે એટલે ખૂબ જ સારું કહેવાય અને પિક્ચર જોવાનું તો ઘણાને ગમતું જ હોય છે અને સાથે પોપકોર્નની મજા જે છે તે કંઇ ઔર જ છે